ખેતીમાંતો કાઈ નથી હમણાં કયા ટાઈમ બધુ બરોબર નથી ચાલતું કાઈ નઈ ક્યાં હવે ખાતર બરાબર નથી આવતા પૂરતો ભાવ મળતો નથી પાક સારો થાતો નથી બળી જાય છે દવા દવાનો વધુ છંટકાવ લીધે પાક બળી ગયો નાઈખુ તું ને અત્યારે કયા ખાતર સારા આવે છે

બેક હજારનું લીધું તું હમ્મ પાછો પાક નો હામે ભાવેય નથી મળતો હા બતાયુ છે હવે આવી જાશે તપાસ કરી જાશે હા તમારે શું કેવું ચાલે

પછી કાઈ કર્યું માડવીનું સારું ચાલો વાંધો નઈ